ગુજરાતમાં એવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે જેનાથી અહીંયાંના કારીગરો અને કલાકારો પોતાની સર્જનાત્મકતા અને પ્રતિમાને પ્રદર્શિત કરી શકે છે જે રીતના જુદા જુદા કલાના એક્ઝિબિશન જે સરકારી તોર પર થાય છે ટ્રેડ ફેર્સ થાય છે જેવી રીતના સારસ પછી એક એક શહેરમાં પોતપોતાના કલાકાર માટે આર્ટ કોમ્યુનિટીઝ કરીને સંગઠન બનાવેલા જ હોય છે જેવી રીતના અહીંયાં પોતે સુરતમાં અમારા કોલેજ કોલેજમાં જ વાર્ષિક રીતના આખા જેટલા બી વિદ્યાર્થીઓ છે એમના એમની કલાકૃતિનું પ્રદર્શન થાય છે જેને જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે એટલું જ નહીં અમે મહિને મહિને પછી છેને જુદા જુદા કાર્યક્રમો કરીએ છે જેમાં ખાલી ચિત્રકારને એ બધા જ નહીં પણ મૂર્તિકાર મૂર્તિકાર લીથોગ્રાફ પછી લાકડાથી કામ કરવાવાળા લોકો બધા પોતપોતાની કલાકારીનું પ્રદર્શન કરી શકે છે અને હું પોતે જ મારી નજીકના જેટલી બી આર્ટ કમ્યુનિટીઝ છે એનાથી જોડાયેલો છું જેથી મને નવું નવું શું ચાલી રહ્યું છે કલાના માધ્યમમાં એ ખબર પડે છે અને પોતાની કલાનું પ્રદર્શન કરી શકું છું આટલું જ નહીં હવે તો મોબાઈલ ફોનમાં બી નાના મોટા આર્ટ કમ્યુનિટીઝ હોય જ છે જેનામાં તમે રોજ રોજ શું બનાવો છો એ બી તમે બતાવી શકો છો જેવી રીતના હવે સોશિયલ મીડિયા પર તમે બનાવીને મૂકો છો તે દૂર દૂર સુધી લોકો સુધી પહોંચી શકે છે એ માટે ખાલી ગુજરાતમાં જ નઈ પણ ભારતમાં બી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે જેનાથી કારીગરો પોતાની કલાનું પ્રદર્શન કરી શકે છે